પાણી એક જીવન જરૂરી જરૂરત છે આખા દિવસ દરમિયાન આપણને ઘણું પાણી ઉપયોગમાં લેવું પડે છે જેમ કે પાણી પીવા માટે ન્હાવા માટે વાસણ ધોવા માટે કપડા ધોવા માટે ઝાડુ પોતું મારવા માટે પૌધાઓને પાણી નાખવા માટે ઘણી બધી પાણી નહિ હોય તો આપણે જીવી નહિ શકીએ પણ આપણને પાણીને સાવચેતીથી વાપરવાનું આવડવું જોઈએ પાણી એક જરૂરિયાતમંદ વસ્તુ છે જેને આપણે સારી રીતે અને સમજીને ઉપયોગ કરવો જોઈએ પાણીની વેસ્ટેજ જેટલી બને એટલી ઓછી કરવી જોઈએ અને એકદમ